ગ્રામીણ વિસ્તારોની સાંસ્કૃતિક ઓળખને સંરક્ષિત કરવામાં આવે તો જેમકે દક્ષિણ ગુજરાતમાં રમાતી હોળી હોળીની રમત છે જેમાં ગામનાં લોકો બધા ભેગાં થાય શણગાર કરે અને હોળી જે નદી હોય છે તેમાં એ લોકો હરીફાઈ કરે છે તે એક એ લોકોની વર્ષોથી વારસાગત રીતે ચાલતી આવતી એક રમત છે જેમાં એ લોકો દૂર દૂરનાં ગામ હોય તેમાંથી બધા એકસાથે ભેગાં થાય અને એ લોકો ખાસા દિવસો માટે જેમકે હપ્તા હપ્તા એક હપ અઠવાડિયા અઠવાડિયા સુધી એ લોકો મળી અને એક લોકો શણગાર કરે પછી એમાં એ લોકો નૃત્ય ને એવું બધુ વધારે કરે પછી એ બધા સાથે મળીને એ લોકો જમે અને એવી રીતે એ લોકો એ રમત રમે છે પછી હરીફાઈ કરે એમાં એ લોકો જે જીતે એને કોઈ ઇનામ ઈનામ પણ આપવામાં આવે છે પછી જેમકે બીજી રમત આપણે જોઈએ તો ક્રિકેટ છે ક્રિકેટ એ એ પણ ઘણાં વર્ષોથી રમાતી આવતી ગામડામાં રમાતી જેમકે ગમડામાં પહેલાં એને બોલ બેટ કહેવામાં આવતું ત્યારે નાના નાના છોકરાઓ તે બોલ બેટ તરીકે રમતાં અત્યારે ક્રિકેટ કહેવાય છે અત્યારના ટાઈમપરની વાત કરીએ તો ક્રિકેટ કહેવામાં આવે છે જેમકે કે એમાં પહેલાં તો ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હતી એને લોકો જોવા આવતા અને અત્યારે અલગ અલગ દેશોમાંથી જેમકે આઈપીએલ રમાય આઈપીએલમાં અલગ અલગ દેશોમાંથી બધા અલગ અલગ પ્લેયર લે છે બધા અલગ અલગ પ્લેયરને એક ટીમમાં ભેગા કરી અને પછી ક્રિકેટ રમવામાં આવે છે તો એમાં શું બધા અલગ અલગ દેશોને ભેગા કરીને રમાડવામાં બધા દેશ સાથે અલગ અલગ જે આપણો સંબંધ છે તે પણ જળવાઈ રહે છે અને સારી રીતે આપણે એને ઉજવી પણ શકીએ છીએ અને ગેમ જીતવામાં પણ આવે છે તો આપણે આવી રીતે જે ઓળખ છે તેને વધારવામાં આપણે ભૂમિકા સારી રીતે ભજવી શકીએ છીએ